હેલો હેલો હું યાદવ કિંજલ લાલજીભાઈ વલસાડથી બોલું છું મારે જરાક એક ઈન્ફોર્મેશન જોઈતી હતી તો શું તમે મને આપશો હ તો મારે એક હ હ મારે એક સ્ટ્રીટ ફૂડ વિશે કોઈ રેસ્ટોરન્ટ છે જે આપણે વલસાડમાં ફરતે નજીકમાં મને મળી રહેશે જ્યાં હું તરત જઈ શકું અ હું આ તિથલનું છે ને તેની એકજેટ ત્યાં જ ઊભી રહેલી છે હા હા એમ સ્ક્વેરની બાજુમાં ઓકે જરાક મને જણાવશો એમ કેટલાં વાનગીઓ જે છે એ કેવી હોય છે અને કેટલાં પૈસા હોય છે એનું ઓ હ નહીં એટલું તો મારા બજેટમાં તો નથી તો કોઈ બીજું રેસ્ટોરન્ટ તમે મને જણાવી શકો ઓહ તો તો એ મારા ઘર મારા અહીંયાથી વધારે જ દૂર છે કંઈ નહીં હું કંઈ નહીં આજ રેસ્ટોરન્ટમાં જોઈને શું છે તે પછી વિચારું ને તે પ્રમાણે જાઉં આજ રેસ્ટોરન્ટમાં હ હ થેન્કયુ ખૂબ ખૂબ તમારો આભાર મને આ ઈન્ફોર્મેશન આપવા માટે હ હા હા ચાલે હૂમ